મારું મન પુસ્તક મનગમતું પુસ્તક કોઈ હોય તો એ સ્વામી વિવેકાનાના જીવન પર આધારિત પુસ્તક છે અને એમની વાર્તા મને બહું ગમે છે કારણ કે સ્વામી વિવેકાનંદ એક ધ્યાન દ્વારા પોતે સમાધી જાળવતા અને એ સમાધીની જે વાર્તા રહી એ મને ખૂબ સ્પર્શે છે કારણ કે ધ્યાન ધારણા અને સમાધી આ અવસ્થાએ પહોંચવું ખૂબ અઘરી વાત છે તેમાંથી હું એકાગ્રતા શીખ્યો છું મારા જીવનમાં એકાગ્રતા આવી શકી છે અને એનાથી મને ઘણું શીખવા મળ્યું છે